હલો કેવીનભાઈ ઉમિયા લૉજવાળા હા હું પરેશભાઈ બોલું છું હા મેં આજ રાત માટે હેંને તમને ઓર્ડર આપ્યો તો હા હા બસ એ જ હા કૈલાશધામવાળા હા હા તો સાહેબ એમાં એવું થયું છે ને કે આપણે ઓર્ડર છે ને થોડો કેન્સલ કરવાનો છે હા એટલે ના એવું કંઈ છે નહીં પણ આ તો આઘેથી આવાના હતા એ લોકો આવી શકે એમ છે નહીં વરસાદના લીધે હા હા એટલે ના ના બધું કેન્સલ નથી કરવાનું એમાંથી ખાલી કોન્ટીટી આપણે ઓછી કરવાની છે એમ હા એટલે મેં તમને કેટલા પચાસ જણાનું કીધું હતું બરાબર હ તો આપણે પચાસનું નહીં હવે ચાલીસનું જ કરવાનું છે હા ચાલીસ જણાનું જ તે ના ના વાનગી આપણે કાંઈ ઓછી નથી કરવાની બસ ખાલી પચાસ જણાનો તમને જે ઓર્ડર આપ્યો હતોને એની જગ્યાએ ખાલી ચાલીસ જણાનું કરવાનું છે હા વાનગીઓ આપણે એમને એમ જ રાખવાની છે એમાં કંઈ ફેરફાર નથી કરવાનો હા હા તો ભાઈ ભાવમાંય આપણે ફેરફાર કરી નાખજો તમે પાછા બિલ આવ્યું છે વધારે હા ના ના એટલે તો ફોન કર્યો તમને માણસ ત્યાં ઊભો તો પણ એને કીધું તો કે શેઠ હારે વાત કરી લ્યો એમ હા હા તે હા કાંઈ વાંધો નહીં હા હા તો ખાલી ચાલી જણાનું કહી દેજો હા અને બિલ નવું મોકલી દેજો આ બિલ હૉ પાછું મોકલાવી દઉં તમારા માણસ હારે તમે નવું બિલ ચાલીસ જણાનું આપી દેજો આને હા એ હા હાલો પૈસા આની હારે મોકલાવી દઉં હૉ એ હા હા